ગુજરાતમાં લોકો તેમના સાંસ્કૃતિક વારસાને કઈ રીતે ઉજવે તો એ જે જુના તહેવારો સાતમ આઠમ પછી વ્રત થી આપણે દિવાળીનો ઉત્સવ હોળીનો ઉત્સવ પછી મેળામાં મેળા ભરાતા મેળામાં બી લોકો જતા અને એ રીતે દિવ દિવાળીમાં શારદા પૂજન લક્ષ્મી પૂજન એ ઘરે કરતા જેમને ત્યાં દુકાનો હોય પોતાની દુકાન પર એ રીતે પૂજન કરતા અને આખી રાત એમકે પૂજન ચાલતા અને પછી બધા ભેગા થાય સગા વ્હાલાઓને બોલાવે અને નાસ્તા પાણી પછી જમવાનું બી સાથે જ રાખતા બેનો દીકરીઓને બોલાવે સગા વ્હાલાઓને બોલાવે અને એ રીતે ઉજવતા અને હોળીમાં હોળીનો તેહવાર પણ વ્યવસ્થિત રીતે ઉજવતા દરેક મહોલ્લામાં હોળી પ્રગટાવતા એનું પૂજન કરતા ને પછી બધાં સાથે મળીને જમતાં આ રીતના એ લોકો તહેવારો ઉજવતા અને અત્યારે આ બધા તહેવારો જે છે એ ભૂતકાળ બની ગયાં અત્યારની નવી પેઢીને આ તહેવારો વિષે કોઈ જાતનું જ્ઞાન નથી અને એ લોકો એ રીતે ઉજવવા પણ તૈયાર અત્યારે બધા એ લોકો પેલું વેલેન્ટાઈન ડે પછી ન્યુ યર એ ઉજવે પણ દિવાળી કે હોળીમાં એ લોકોને બિલકુલ રસ નથી અને એ લોકો એ પ્રમાણે એમાં ઇન્ટરેસ્ટ પણ નથી લેતાં તો આ રીતે આપણે ત્યાં ગુજરાતમાં અમારી નાતના પરનાતના બીજા પણ આ રીતે તહેવારો સારી રીતે ભેગા મળીને ઉજવતાં અને હજી પણ ઉજવે છે પણ અત્યારની નવી પેઢી છે એ એ લોકોને ખબર જ નથી કે શુ દિવાળી કહેવાય શુ હોળી કહેવાય અને એ લોકો ખાલી મોબાઈલમાં જ પોતાનું એન્ટરટેઈન્મેન્ટ ગોતે છે તો આવી રીતે તે તહેવારોનું જે પહેલાં જે વર્ષો પહેલાં જે આગળથી જ અમારા વડીલો તરફથી વડીલો હતા ત્યારથી આ જે અમારે તહેવારો અમે લોકો આજે પણ ઉજવીએ છે સાથે મળીને પછી રક્ષાબંધન એવી રીતના દરેક જાતના તહેવારો ગુજરાતમાં કોઈપણ તહેવારો હોય એ ઉત્સાહથી બધાં ઉજવે છે અને એ રીતે આનંદ મેળવે છે